ફરવા જવું છે સ્વામિનારાયણ મંદિર જતાં રહીએ આપણે તઈ આગળ સ્વામિનારાયના દર્શન બી થઈ જશે બાજુમાં ગોમતીઘાટ પણ છે તઈ નાહી બી લઈશું અને પ્લસ તઈ જમવાનું પણ મળી જશે તો આપણા ત્રણે કામ સાથે થઈ જશે તો આપણે કંઈ ફરવા વધારે જવું નહીં પડે તો તઈ આગળ જઈએ છોકરાઓને પણ મજા અને આપણને પણ મજા આવે તઈ સ્વામિના મસ્ત દર્શન કરીશું ભક્તિ કરીશું અને પછી જમી લેશું અને જમીને પછી એવું લાગશે તો થોડી વાર બગીચાની બી છે જોડે તઈ બી આપણે રમી લઈશું તમે છોકરાઓય રમીલે અને આપણે બેહીશું વાતો કરીશું